ઉંબરા ઉપર પાણી મિશ્રીત ગાય છાંટવા પાછળની બહુ પહેલાંના સમયથી ચાલી આવતી માન્યતા અને વંશપરંપરાગત રીતે એ ચાલ્યું આવે છે કેમકે એને પાછળ વિજ્ઞાન પણ રહેલું છે અને એની પાછળની માન્યતાઓ પણ ઘણીબધી રહેલી છે તો ગાયનું જે પાણી મિશ્રિત પાણી મિશ્રિત જે છાણ હોય હે એ છાંટવા પાછળનું એ માન્યતા કે ગણો માન્યતા ગણો કે વિજ્ઞાન ગણો એ રહેલી છેકે એના લીધે ઘરની અંદર ઝેરી જીવજંતુઓ નો પ્રવેશ થતો નથી એટલે ઉંબરા ઉપર કે પ્રવેશ ઉપર આપણે છાણથી લીંપણ કરવામાં આવે છે અને એના સિવાય પહેલાંના સમયમાં ગામડાઓમાં અને હાલમાં પણ આપણે ગામડાઓની અંદર આખા ઘરની અંદર લીંપણ લીંપણ થતું જોવા મળે છે કે એની પાછળની માન્યતા એમ રહેલી છેકે જેના લીધે કોઈ ઝેરી જીવતું જીવજંતુ હોય કે ઝેરી તત્ત્વ હોય કે પરશું કોઈ મકોળા જેવા ઝેરી જીવાતો હોય કે કોઈ પણ જાતના જીવજંતુ હોય એ રહ્યો એનો ઘરમાં પ્રવેશ થતો નથી કે જેના લીધે ઘરનું વાતાવરણ સારું એવું રહે છે અને એની અંદર ઝેરી તત્ત્વો આવતા નથી અને બીજું કારણ એ પણ રહેલું છે કે તેના લીધે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થતી હોય છે કેમ કે ઘરની અંદર કેટલાય માણસો કે કેટલાય મહેમાનોનો આપણા ઘરમાં અવરજવર થતી હોય છે કે માણસનો સ્વભાવ કેવો હોય છે કે કોઈ આપણે જાણતા નથી નકારાત્મક જે સકારાત્મક છે એ આપણે કોઈ એને વિષે જાણતા નથી પરંતુ જ્યારે તે ઘરની અંદર પ્રવેશ કરે છે ઉંબરો ઓળંગીને ઘરની અંદર આવે છે ત્યારે આ ગાયનું પાણી મિશ્રિત જે છાણથી આપણે જે લીંપણ કર્યું હોય કે જે છાંટ્યું હોય તો કે એના લીધે જે માણસનો જે નકારાત્મક ઉર્જા ગણો કે નકારાત્મક શક્તિ એ ઘરની અંદર પ્રવેશતી નથીને ઘરની બહાર જ રહે છે ઘરની બહાર જ રહે છે કે જે લીધે એ નકારાત્મક ઉર્જા ઘરમાં નો આવેને એનાથી ઘરનું વાતાવરણને એ બગાડે નહીં એટલા માટે આપણે ગાયનું છાણનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ કે વ્યક્તિના સ્વભાવને પણ આપણે જાણતા નથી કે તેનાથી આપણા ઘર કેટલું શુદ્ધને વાતાવરણ પણ કેટલું શુદ્ધ રહે છે તો આ બધી બાબતો આ બધી માન્યતા ગણો સાયન્સ ગણો કે જેના આધારે આપણને આ બધું આપણને જોવા મળે છે કે જેથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થતી હોય છે ઝેરી જીવજંતુઓનું ઘરમાં પ્રવેશ થતો નથી એટલા માટે ગામડાની અંદર કે પછી કોઈ પણ જગ્યાએ ઉંબરા ઉપર આનો ઉપયોગ કરવામાં આવે છે કેમકે ગાય એ ગાય એ માતા સમાન ગણવામાં આવે છે બધા પુ પશુ પ્રાણીઓમાં તે પવિત્ર ગણાય છે કે તો એ પવિત્ર હોય તો પછી તેના શરીરની બધે બધી વસ્તુ પવિત્ર ગણવામાં આવે છે તેનું મળ મૂત્ર હોય કે તેનું છાણ હોય બધું પવિત્ર ગણવામાં આવે છે એટલા માટે ગાયના જ છાણનો ઉપયોગ આપણે આ પ્રવેશમાં કે ઉંબરા ઉપર આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો એ પવિત્રતા શુદ્ધતા અને સકારાત્મક ઉર્જા માટે ખૂબ જરૂરી છે એટલા માટે આપણે તેનો ઉપયોગ કરવામાં આવે છે